હું ગુજરાત રાજ્યમાં રહું છું તે ઉપરાંત ગુજરાત રાજ્યનું એક શહેર છે પાટણ જે પટોળા માટે વિશ્વ વિખ્યાત છે પાટણનાં પટોળા પરથી જ એક કહેવત કહેવામાં આવી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં તેનો અર્થ એ છે કે પાટણમાં જે પટોળા તૈયાર થાય છે એમના કારીગરો દ્વારા જે આ પટોળા તૈયાર કરવામાં આવે છે તેનાં પર જે કોઇપણ ભાત જે કોઇપણ ભરત કરવામાં આવે છે તેનું કાપડ એકદમ જ સારું હોય છે જે જલ્દી ફાટતું પણ નથી તે ઉપરાંત ગુજરાતમાં એક બીજો પણ એવો જિલ્લો છે કચ્છ જ્યાં લોકો કચ્છનું જરદોશી ભરત ગાલીચા રુમાલ જે બધું બનાવવાનું જે કલા છે તે પણ વિખ્યાત છે વિદેશોથી પણ લોકો કચ્છ અને પાટણ જ્યારે ફરવા આવે છે ત્યાંની ત્યાં મુલાકાત લેવા આવે છે ત્યાંના લોકો ત્યાંની આ કલાથી ખૂબ જ આકર્ષાય છે અને તેમની તે જે કલાથી જે બનાવેલી વસ્તુઓ છે તે તેમના ત્યાં લઇ જઇ લઇ જાય છે અને ત્યાં તેમનાં ઘરોની શોભા વધારે છે અને ત્યાં પણ તેમના વિસ્તારે પણ ત્યાંની પ્રસંશા કરી